હેલો હાં જી સર નમસ્તે મારું નામ ભગવતી બેન છે હા જય અંબે ટ્રાવેલ્સમાંથી બોલો છો ભાઈ મારે છે ચાર ધામની યાત્રા માટે તમારી ટ્રાવેલ્સનું નામ સાંભળ્યું હતું એટલે બૂક કરવા માટે કોલ કર્યો તો મારે એમ પૂછવું છે કે જે આપણે ટ્રાવેલ્સનો ભાવ શું છે અને એમાં સુવિધાઓ શું શું મળશે અને ચાર ધામ કઈ ચાર ધામ યાત્રામાં આપ લઈ જશો ઓકે અને આપડે અમે બોપલમાં રહીએ છીએ તો બોપલમાં બસ આવી શકશે સાઉથ બોપલમાં રહીએ છીએ તમારી અમારે મીનીમમ પચાસ જેવા લોકો છીએ અચ્છા તો મારું એમ પૂછવું કે આપણે જે બસ છે એમાં જ આપણે ત્યાં જવાનું અને ખાવાનું અને રહેવાનું બધી જ વ્યવસ્થા જે તમે પૈસા કીધા એમાં થઈ જશે અચ્છા અને આના સિવાય આપણે છે ને બે ટાઈમે જમવાનું મળશે ને અને સવારે નાસ્તો બરાબર ને અને રસ્તામાં જે આવશે એ જગ્યા ઉપર તમે દર્શન કરવા માટે રાખશો ને ઊભા અચ્છા હવે અમે મારે પૂછવું છે કે આપણે ધર્મશાળામાં કેવી વ્યવસ્થા છે કેવી રીતના છે એમ રૂમ કેવી રીતના મળશે અને એક રૂમમાં કેટલા લોકો રહી શકશે હા તો પછી અઢાર હજાર આપીએ તો અઢાર હજાર આપીએ ને ધર્મશાળામાં નીચે સુવાનો શું મતલબ એમ અચ્છા એનો મતલબ કે અઢાર હજારમાં હોટેલમાંનું જ થશેને ફાઈનલ ઓકે તો તો વાંધો નથી પણ બીજું એની સાથે કે અઢાર હજારથી ઓછું થાય તો સારું કેમ કે અમારા જે લોકો છે એ બધા મધ્યમ વર્ગના લોકો છે અને ચાર ધામની યાત્રા કરવા માટે લોકો એ થોડું થોડું કરીને કન્સેશન કરીને પૈસા ભેગા કર્યાં છે અને જે એ સંસ્થા તરફથી એમને મળશે એમ કરીને એ લોકો ફરવા જવાનું વિચારે છે થોડું આનું ઓછું થયું જાય તો બહુ સારું રહેશે હા હા એટલે થોડું શું થાય એ લોકોને બી ખુશી થાય કે ભાઈ આ જય અંબેનું જેવું નામ સાંભળ્યું છે ટ્રાવેલ્સનું એ નામ પ્રમાણે અમારું કામ થઈ ગયું એનું અમને લોકોને ચાર ધામની યાત્રામાં બી મજા આવી તો બીજી વખત શું ક્યાંય બી જવાનું હોય યાત્રા કરવાની હોય અમે તમારી જ બસ અમે બૂક કરી લઈએ એમ સર અમે તમારી જો સેવા લઈશું પછી જ તમને ફીડબેક આપીએ કે સેવા સારી છે એટલે તમે પૂછી લેજો અને ભાવ ઓછો કરાવી દેજો બરાબર અને પૂછીને પછી જે હોય એ મને કોલ કરજો બરાબર સારું ચાલોને હું મારા જે બધા છે સભ્યો એને પૂછી લઉં છું પછી કોલબેક કરું છું બરાબર હા